પુસ્તકો ફરીથી વાંચવા વિશે મને એવું લાગે છે કે દરેક પુસ્તકો ફરીથી વાંચવા ન જોઈએ કેમ કે પુસ્તકોની અનેક સીમા હોય છે અમુક પુસ્તકો ફક્ત ચાવવા જેટલા જ હોય છે અમુક ગળે ઉતારવા જેટલા હોય છે અને અમૂકને પાચન કરવા જેવા હોય છે એટલે કે અમુક પુસ્તકો બસ ઉપર છલ્લા વાંચવા જેવા હોય છે અમુક તમે એક વાર વાંચી જાઓને તમને જે મળેને ને અમૂકનું પાચન કરવું એટલે કે એમાંની રહેલી દરેક નાનીથી લઈ મોટી વાતો કે જે દરેક તમને તમારા જીવનમાં કામ લાગે તમને દરેક પળે તેમાં કામ લાગે તો હું એવું કહી શકું કે જે પુસ્તકો તમને જીવનમાં દરેક પળે કામ લાગે છે તે પુસ્તકો ફરીથી વાંચવા જોઈએ અને હું નિયમિત પણે જે પુસ્તક ફરી ફરીને વાંચું છું એમાંથી એકાદ બે પુસ્તક છે આ પુસ્તકો વાંચવામાં જે મને અનેક વસ્તુઓ શીખવા મળે છે એ પુસ્તકનું હું નામ તમને કહું તો એ પુસ્તકમાં અમુક ધાર્મિક પુસ્તકો છે કે જેમ કે ગીતાજી છે ભગવદ્ ગીતા તો એ પ્રકારના પુસ્તકો વધુ ફરી ફરીને વાંચવાનું પસંદ કરું છું કેમ કે એક પુસ્તક તમે આખું એકવાર વાંચી લીધું તમને તેમાંથી ઘણાય પ્રશ્નનો હલ મળી જાય છે પણ તમે તેને બીજી વાર વાંચશો તો તેમાંથી બીજું જ કંઈ તમને સમજાશે જેમ તમારું વધુ વધુ વાંચશો અને તમારી ઉંમર સાથે તમને પુસ્તકમાંથી જે પુસ્તકનો ઊંડાણ અને મુખ્ય બિંદુ મુખ્ય મુદ્દો છે એ તમને ધીમે ધીમે સમજાસે સરળતાથી કોઈ વસ્તુ કોઈ પુસ્તક કે કોઈપણ સીધું એકવાર વાંચવાથી સમજાઈ જતું નથી એટલે હું નિયમિત પણે ફરી ફરીથી વાંચું એવા પુસ્તકો છે વધુ પડતા ધાર્મિક પુસ્તકો છે અને અમુક બીજા ગુજરાતી સાહિત્ય દ્વારા લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો છે તેઓ ફરીથી વાંચું તો અને એમાંથી મને જીવન પ્રત્યે અને કેવી રીતે જીવનમાં આગળ આવવું કેવી રીતે બીજા સાથે વ્યવહાર કરવો કેવી કેવી રીતે આપણે આપણને દરેક પળમાં આપણાં જીવનની આપણને સંભાળી રાખવું તે પ્રકારના પુસ્તકો હું નિયમિત પણે વાંચવાનું પસંદ કરું છું જેથી અમુકવાર એવું પણ બને છે કે આપણે જીવનમાં કંઈક ખોટું થઇ ગયું હોય અને એ પુસ્તક વાંચવાથી તમને એમ થાય કે ના ભલે થતું આપણે આપણી સાચી જગ્યાએ છીએ પુસ્તક એ તમારો ખરો મિત્ર છે કયું પુસ્તક પસંદ કરવું અને વાંચવું એ આપણને આવડવું જોઈએ એટલે પુસ્તક ફરી ફરીથી વાંચી શકાય પણ એ પુસ્તકનું એ પ્રકારનું હોવું જોઈએ બંધાણ તો એ પુસ્તક આપે ફરીથી વાંચવુ જ જોઈએ